અરે ભાઈ ગામડાના લોકો બીચારાઓને ખબરેય થોડી ઘણી પડતી હોય શું અને કાનૂન હું છે એ જ લગભગ મોટાભાગના અભણ માણસો હોય જે જૂના સાઠ સિત્તેર એંસી વરસના એના બીચારાને ખબરેય ન હોય એટલે એ લોકોને તો એટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે તેમને સમજાવવાવાળું પણ કોઇ નથી હોતું વકીલ પાસે જાય પોલીસ સ્ટેશન્સ પાસે જાય તો પહેલાં પૈસા માગે પૈસા અપાય કે ન અપાય એ એ લોકોને પણ ખબર પડતી નથી એટલા માટે મુશ્કેલી તો ઘણી બધી ગામના લોકોને પડે છે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કાનૂનીની શું ચીજ છે એ ઘણાં ખરાં લોકોને તો ખબર જ પડતી નથી એટલે એ લોકો ઘણી જગ્યાએ કોઇપણ નાની મોટી એવો કાનૂની ગુનો થયો હોય તો વકીલ પાસે કાં પોલીસ સ્ટેશનમાં દોડે છે અને ત્યાંથી તે લોકો પાસે પૈસા ખૂબ પડાવવામાં આવે છે એટલા માટે ગામડીમાં મુશ્કેલી તો ઘણી બધી હોય પણ કોઇને કહી શકતા નથી અને ભ્રષ્ટાચાર પણ ખૂબ જ ગામડીમાં થાય છે શું દલાલો વધી ગયા છે કે આ કામના આટલા પૈસા આ કામના આટલા પૈસા બરાબર એટલે ગામના લોકો બીચારા ગામડાના લોકો હોય છે એ છેતરાઈ બહુ જાય છે હું એટલે એમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે